બાઇક ચલાવવા પહેલાં ગાડી સ્ટેન્ડ પરથી લેવાની હોય છે અને ન્યુટ્રલમાં હોવા હોવા જોઈએ અગર ન્યુટ્રલમાં નહીં હોય તો ગાડી સ્ટાર્ટ ન થાય અને બ્રેક દબાવવી જરૂરી છે બે રીતે સ્ટાર્ટ કરી શકીએ ગાડી ગાડી ઇલેક્ટ્રિક સ્ટાર્ટથી યા તો કિકથી બંનેઓમાં ન્યુટ્રલ હોવું જરૂરી છે અને ગા ગાડી ચલાવતી વખતે નિયમનો સૌથી વધારે ધ્યાન છો હેલ્મેટ પહેરવા જોએ ગ્લવ્સ પહેરવા જોએ નીચે શૂઝ પહેરવા જોએ પ્રોપર ગિયર્સ પહેરવા જોએ એનાથી સેફ્ટી વધે છે અને માણસને એક્સીડન્ટ થાય તો બચવાના શક્યતા વધી જાય છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે હેલ્મેટ હેલ્મેટ પહેરેલું હોય તો સારું પડે અને બાઇક ચલાવવાથી બાઇક ચલાવતી વખતે સ્પીડનો ખૂબ જ ધ્યાન રાખવું ઓવર સ્પીડિંગ કરવાથી કં ગાડી કંટ્રોલ થતી નથી અને સ્લીપ થવાના કે એક્સીડન્ટ થવાના વધારે ચાન્સિસ હોય છે સૌથી વધારે ચલાવા પહેલાં ગાડીનું એન્જિન ઓઇલથી લઈને બ્રેકથી લઈને બધી વસ્તુ ચાલતી હોવી જોઈએ અને મેન્ટેનસ પ્રોપર થવા જોએ જેનાથી ચલાવનારને કોઈ પણ રીતે પ્રોબ્લ્મ આવે નહીં બ્રેક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એના લાઇનર વા ટાઈમ ટુ ટાઈમ ચેન્જ થવા જોઈએ અને એન્જિન ઓઇલ પણ કિલોમીટરના હિસાબે ચેન્જ થવા જોએ સ્કૂટરમાં બાઇકમાં નૉર્મલી ત્રણ હજાર કિલોમીટરે ચેન્જ થાય છે અને સારું ગ્રેડનું ઓઇલ નાખવું સર્વિસીંગ સર્વિસીંગ પ્રોપર કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ ડ્રાઇવિંગ કરતી વખતે સિગ્નલ પ્રોપર આપવા જોએ સ્ટ્રિટ લાઇટ અને બધી વસ્તુને ચલાવતી વખતે દૂરથી ચલાવા જોએ અને સિગ્નલ પ્રોપર ફોલો કરવા જોએ કોઈ પણ વાહનને ચલાવવા માટે સ્કિલ્સની જરૂર હોય છે અને લર્નિંગ પ્રોસેસમાં ધીમે અને કોઈક ખો ખુલ્લા રોડમાં ચલાવીને પ્રેક્ટિસ કરીને ટ્રાફિકમાં ચલાવા જોએ જેનાથી બીજા કોઈને નુકસાન અને આપણને પણ નુકસાન થાય નહીં